ગુજરાતી લોકો તેમની ઓળખ અને સંબંધની ભાવના દર્શાવવા માટે પોતાની આગવી બોલીનો ઉપયોગ કરે છે ગુજરાતમાં વસનારા લોકો બધા કહેવાય ગુજરાતી પણ દરેકની પોતાની બોલવાની છટા લહેકો વિસ્તાર પ્રમાણે જુદા જુદા હોય છે તેમાં તેમની લાગણીઓ જોડાયેલી હોય છે પ્રેમની ભાવના આવકાર અન્ય પ્રત્યે આદર જોડાયેલા હોય તેવા શબ્દોનો ઉપયોગ કરે છે